જ્યારે હું હું ફુરસદ હોય જ્યારે હું ફ્રી હોય જ્યારે હું નવરી હો ત્યારે હું વધુને વધુ સમય મારા ફેમિલી સભ્યોને આપું મારા મમ્મી મારા પપ્પાને કામકાજમાં હેલ્પફુલ થાવ એમને એમનું વીક એમને નવા નવા કામમાં મદદરૂપ થાઉં એમને નવીન કંઈ કામ સિજાઉં પછી એમને મારા વિચારો કહુ અમે વાતો ચીતો કરીએ અને મજા માણીએ ત્યારબાદ વધુ જ્યારે ફુરસદનો સમય હોય તો હું મારા એકલામાં હું બેસું અને ડ્રોઇંગ કરું ગીત સાંભળું અને જ્યારે વધુ સભ્યો હોય તો અમે ગીત વગાઈએ ડાન્સ કરીએ અને એન્જોય કરીએ અને જ્યારે વધારે જ્યારે માણસ એકલો હોય ત્યારે તેને વધુમાં વધુ જરૂર હોય તો તેને કોઈ સાથે વાતો કરવાની જરૂર હોય છે તો સામાન્ય રીતે આપણે જ્યારે એકલા હોઈએ ત્યારે આપણને એવું મન થાય કે આપણી સાથે કોઈ વાત કરે અને આપણે એની સાથે વિચારો વ્યક્ત કરીએ તો આપણે ફ્રેન્ડ પાસે જઈએ આપણી આપણી ફ્રેન્ડ પાસે જઈએ ક્યારેક બહાર બહાર જઈએ પાણીપૂરી ખાઈએ મજા માણીએ તેવી રીતે તેવી જ રીતે ફુરસદના સમયે જો આપણે આપણે આપણા માટે ટાઈમ કાઢવો પણ જરૂરી છે આપણને શું ગમે છે જેમ કે છોકરી હોય જેમ કે જે મેક અપ કરવું ગમે અને બહાર જવું ગમે નવા નવા કપડા ગમે નવા નવા કપડાની શોપિંગ કરવી ગમે નવા કપડા પહેરીને બહાર જવું ગમે ફરવા જવું ગમે નાસ્તા કરવા ફ્રેન્ડ સાથે જવું ગમે અને બધી બેનપણીઓ ભેગી થઈને મોજ મસ્તી કરીએ એકબીજા સાથે સમય વિતાવીએ આપણી વાતો શેર કરીએ એ આપણી સાથે વાતો શેર કરીએ આપણો ફુરસદનો ટાઈમ છે આપણે આપણી મરજીથી વિતાવી શકીએ જ્યારે આપણો નવરા હોઈએ ત્યારે આપણે વધારાનું કામ કરતા હોઈએ તો આપણે વધુ સમય આપણા મમ્મી પપ્પાને પણ આપવો જોઈએ આપણાં મમ્મી પપ્પાને પણ ઘરે કામ કરવા કરાવવું જોઈએ તો આપણે વેકેશનમાં વધુ ફ્રી હોય ત્યારે આપણે આપણા ફેમિલી સાથે આપણે ક્યાંક બહાર ફરવા જતા હોઈ છે આપણે ક્યાંક પ્રવાસ ફરવા જતા હોઈ છે તો તેવી રીતે આપણે આપણા ફેમિલી સાથે વધુ ટાઇમ સ્પેન્ડ કરી શકીએ છીએ તો આપણો ફુરસદનો ટાઈમ છે તો એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણને શું ગમે છે આપણને નવીન બના ખાવાનું ગમે છે તો આપણે રસોઈ બનાવીએ નવું નવું રાંધીએ ઘરના સભ્યો સાથે બેસીને બધા સાથે ખાઈએ તો ડ્રોઇંગ કરવું ગમે પેઇન્ટિંગ કરવું ગમે છે ઘરમાં સટ સજાવટ કરવું ગમે છે અથવા તો આપણે નવરા હોય ત્યારે આપણે સગા વહાલાના ઘરે જઈ છીએ મામાના ઘરે જઈએ છીએ નાની જામ નાની પાસે જઈએ નાનીની સાથે બેસી વાતો કરીએ તેમજ આપણે આપણા કઝીન સાથે વાતો કરતા હોઈએ છીએ મસ્તીઓ કરતા હોઈ છીએ અને આપણા સબંધીઓના ઘરે જતા હોય છે આપણા ઘરે આપણા સંબંધીઓ આવતા હોય છે આમ આપણા લોકો એ લોકો એકબીજાના સાથે બેસીને એકબીજાના વિચારો વ્યક્ત કરતા હોય છે તો તો અહીં દુનિયાદારીની વાતો પણ હોઈ દોસ્તીની વાતો પણ હો મોહબ્બતની વાતો પણ હોઈ ને ફિલ્મોમાં ઘણી વાતો ચાલતી હોય છે આપણે ઘણી વાતોથી ઘણો અનુભવ પણ મેળવતા હોય છે તો ફુરસદનો સમય એવો છે જ્યારે જે આપણે આપણા માટે પણ થોડુંક કાઢવો જોઈએ અને આપણને જે ગમતું હોય આપણે એ જ કરવું જોઈએ